પહેલાના જમાનામાં સગડી ચૂલો સ્ટા પ્રાઈમસ એવું બધું સ રસોઈ માટે વપરાતું હતુ પણ હવે તેની જગ્યાએ ગેસ સિલિન્ડર અવન વગેરે વપરાય છે તે ઉપરાંત રસોઈ માટે બીજા એપલાઈન્સીસ પણ વાપરે છે જેમ કે મિક્સર ગ્રાઈન્ડર